મારું નામ સચિન પટેલ છે અને મેં તમારે ઓનલાઇન શોપિંગ સાઇટ ઉપરથી એક ફોટો ફ્રેમ મંગાવી છે જેનો ઓર્ડર નંબર છે એક ચાર નવ સાત બે આઠ પાંચ છ એક શૂન્ય આજે આ વસ્તુ અમારે ત્યાં મળી છે અમને અને અમે એને ઓપન કરીને ખોલીને જોયું છે તો એમાં એનો કાચ તૂટેલો આવ્યો છે એટલે અમે એના માટેની આ એક ફરિયાદ લખાઈએ છીએ કે તમારે ત્યાંથી જે ફોટો ફ્રેમ આવી છે એમાં કાચ તૂટેલો આવ્યો છે ક્યાં તો તમે અમને એ બદલી આપો અથવા એના જે એમાઉન્ટ એક હજાર પાંસો ને સાઠ રૂપિયા જે છે એ અમને રિફંડ કરી આપો એના માટેનો મેં આ તમને ફોન કર્યો છે તો અમારી આ જે ફ્રેમમાં પ્રોબ્લ્મ થયો આવ્યો છે એનો એક તમે નોટ લઈ લેજો અને એ ચેંજ કરી આપજો